હા મેં પણ એક દિવસ આવી એક ડિશ બનાવી હતી એમાં એક દિવસ અમને મમ્મી પપ્પા ગામ ગયા હતા અને અમે ઘરે બે ભાઈ બેન બંને જણા એકલા જ હતા હવે ઘરમાં મને કંઈ રસોઈ બનાવતા આવડતું ન હતું અને કંઈ હતું પણ નહીં દાળ ચોખા એવું કંઈ અમને ખબર બી ના પડતી હતી પરંતુ મેં બચેલી સાંજની રોટલી હતી એને મેં નાની નાની એ નાના નાના એવા ટુકડા બનાવી દિધા અને એને મસ્ત ચોળી નાખી અને એને થોડું તેલ અને રાઈ નાખી અને એને મેં મસાલો નાખી વઘારી નાખ્યું અને ખૂબજ એવી સરસ રીતે એને શેકી નાખી અને અમે બંને ભાઈ ભાઈ બહેન બંનેવે જમી લીધું અને અમને એટલી શાંતિ થઈ અને આ બધુ મારી મમ્મીને છે ને જ્યારે રોટલી બચી જતી હતી ત્યારે એ કોઈને ફેંકવામાં ફેકવા ન દેતા હતા અને એ ઘરે એવી રીતે બનાવતા હતા કે મેં એ જોયું હતું બે ચાર વાર જોઈ અને મને એવું થયું કે મારી મમ્મી જે કરતી છે એવું મને પણ એનું બધુ જોઈને એ જ પ્રેરણા મને મળી